અવાજની થકાવટ અને ખોખરાપણાને નિયંત્રિત કરવા માટે હું વધુ જોશથી જોરથી ક્યારેય પણ બોલતો નથી ક્યારે પણ કોઈની પર ગુસ્સો કરતો નથી જેથી મને કોઈપણ પ્રકારના અવાજની બોલવાની તકલીફ થાય જોસથી ન બોલવું અને હંમેશા ધીરેથી વાત કરવી જેનાથી મારા અવાજમાં ક્યારેય થાક લાગતો નથી મારા અવાજને બચાવવા માટે હું રોજ સવારે દૂધની અંદર હળદર નાખીને પીઉં છું જેથી મારો અવાજ હંમેશા સારો રહે છે